અમે અમારા ઘરની આસપાસના વિસ્તારને આરોગ્યપ્રદ રાખવા માટે અમે સ્વચ્છતા રાખીએ છીએ જેમાં અમે ડસ્ટબિનમાં ભીનો કચરો અલગ ડસ્ટબિનમાં ભરીએ છીએ અને કોરો કચરો સૂકા ડસ્ટબિનમાં ભરીએ છીએ અને બહાર બી લોકોને ઘરે ઘરે જઈને કહીએ છીએ કે કચરાને અલગ અલગ ડસ્ટબિનમાં રાખવો જોઈએ ભીનો ભીનામાં રખવો જોઈએ સૂકો સુકામાં રાખવો જોઈએ અને સાથે અમારા ઘરની આસપાસ હોસ્પિટલ બી છે જેથી અમારો વિસ્તાર આરોગ્યપ્રદ રહે છે અને અમે જે પાલ એરિયામાં રહીએ છીએ એ તો એકદમ જ ક્લીન ચોખ્ખો અને સ્વચ્છ એરિયો છે જ્યાં અમારે એકદમ જ સાફ સફાઇ રહે છે અને એકદમ જ ચોખ્ખાઈ રહે છે અને અમે બધા જ મળીને અમારા એરિયાની સાફ સફાઇ કરીએ છીએ ને એને ચોખ્ખો રાખીએ છીએ અને અમે બહારનું ખાવાનું બી નથી ખાતા અને એ રીતે અમે બી સ્વચ્છ રહીએ છીએ અને અમારા એરિયાને અને અમારા ઘરને બી અમે સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખીએ છીએ એટલે આ રીતે અમારો દેશ બી આરોગ્યપ્રદ રહેશે અને અમે બી આરોગ્યપ્રદ રહીશું